મારો ફેવરિટ ટ્રેક મહલગામ સાપુતારાનો રહ્યો હતો મહલ એ સરસ કુદરતી સૌંદર્ય ભરપૂર ડાંગ જિલ્લામાં સાપુતારા નજીક આવેલું ગામ છે મહલ ગામ એ વ્યારા થઈને જવાનું હોય છે સુરતથી વ્યારા લગભગ સિત્તેર કિલોમીટર અને ત્યાંથી બીજા પચીસ કિલોમીટર આ મહલ આવ્યું છે મહલ ગામમાં જઈને ત્યાંથી ઈકો ટૂરિઝમની સાઇટ છે કે જ્યાં ઈકો ટૂરિઝમમાં કમ્પ્લીટ આખો ટ્રેક ત્યાં સુધી જઈને કરવાનો છે અને ત્યાં ટેન્ટમાં રહેવાનું બિલકુલ નદીના કિનારે અને આજુબાજુ ડાંગનાં જંગલો છે ખૂબ સુંદર અનુભવ અમારો હતો અમારી જોડે ચાલીસ વ્યક્તિઓ અમારું ગ્રુપ હતું કે જેઓ ટ્રેક માટે ગયા હતા અને બે દિવસનો આ ટ્રેક હતો આ ટ્રેકમાં અમે સ્ટાટ કર્યું તો એ મહલ સ્કૂલ જે આશ્રમ શાળા કહેવાય છે એ આશ્રમ શાળાથી શરૂઆત કરીને ત્યાં ડાંગમાં જે જંગલ આવ્યાં છે તેને મહલનાં જંગલ કહેવાય છે ત્યાં સુધી લગભગ ત્રણ કિલોમીટર અંદર જવાનું હોય અને ત્યાં ગિરિમાળા ધોધ આવ્યો છે એ ગિરિમાળા ધોધ સુધી લગભગ ત્રણ કિલોમીટરનો ટ્રેક કરીને જવાનું ત્યાર બાદ લગભગ વીસ ફૂટ ઊંચો વૉટરફોલ સુંદર પાણીનો ધોધ નેચરલ જોવા મળે છે કે જે ફક્ત ચોમાસામાં જ જોવા મળે છે ખાસ કરીને આ એક સુંદર અનુભવ હતો કે જે તમામ જગ્યાએ ચોમાસામાં જે એની બ્યુટી હોય છે એની સુંદરતા નીહાળવાનો આનંદ મળ્યો હતો અમારી જોડે આવનાર તમામ લોકોએ ખૂબ જ સરસ રીતે આ ટ્રેકની મજા લીધી હતી